હમણાં મેં મોટી રસોઈ હમણાં જે હજનું જે ચાલે છે હમણાં હજ હાજીઓ માટે મેં મોટી રસોઈ બનાવી હતી એમાં મેં ચિકન બનાવી હતી સમોસા કબાબ એ વસ્તુઓ બનાવી એમના માટે અને એ વસ્તુ એ મેં મોટાં વાસણમાં બનાવી હતી અને હજ કરવા જાય છે એ લોકો માટે મેં ફૂલહાર પણ કર કર્યું હતું અને એમને લોકોને રસોઈ પણ બહુ ભાવી હતી એ લોકોએ બહુ પ્રશંસા કરી હતી મારા જે ખાવાનું બનાવ્યું હતું એની પ્રસંશા કરી હતી અને મને મોટા સમૂહ માટે રસોઈ બનાવી પણ બહુ ગમે છે અને એ પણ મારા હાથમાં એ સ્વાદ છે તો એ લોકોને બહુ જ ભાવ્યું અને મને બહુ જ રસોઈ બનાવવાની ગમે છે